નવ્વાણું નવસો પંચ્યાશી એક હજાર પંચ્યાશી નવ હજાર નવસો નવ્વાણું નવ્વાણું હજાર નવસો નવ્વાણું અગિયાર હજાર બસો પંદર બાર હજાર છસો સાત